દોડતી વખતે ઘણી બધી ઈજા થવાના ચાન્સીસ રે જેમ કે ઘૂંટણનો દુ ખાવો થાય છે પગના પંજામાં દુ ખે છે ફેક્ચર થઈ શકે છે ગીગામીન ટૂટી શકે છે જ્યારે દોડતી વખતે ઈજા થવાની સંભાવના ઘણી બધી વધારે હોય છે તેની સાથે સાથે તેના ઘણા ફાયદા પણ હોય છે જેમ કે આપણે ફાયદામાં જોઈએ તો વજન ઘટાડી શકીએ છીએ આપણું કાર્ડિયો વાસ્ક્યુલર અને શ્વસન સંબધિત સ્વાસ્થ્યમાં સુધારો થાય છે જાતે અને શ્વસન સંબધી રોગો નું જોખમ ઘટી જાય છે કાર્ડિયો વાસ્ક્યુલર ફિટનેસનો સુધારો થવાથી બ્લડ સપ્લાય વધી શકે છે કોલેસ્ટરોન લેવલ ઘટી જાય છે હાડકાં મજબૂત બની શકે છે કે જેના દ્વારા હાડકાંની ઘનતામાં વધારો થાય છે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને આત્મ સન્માન અને ભાવનાત્મક સ્થિતિ પણ વધી શકે છે નિયમિત કસરત કરવાથી તમામ સ્વરૂપો જેમ કે દોડવું એ વૃદ્ધત્વની અસરને ધીમી કરે છે જે લોકો પહેલાથી જ હાર્ડ અટેકને અનુભવ કરી ચૂક્યા છે તેઓમાં જો હજુ દોડવા જો કોઈપણ પ્રકારની આવી કસરત કરવામાં આવે તો તેમને દોડ હ્યદય રોગ થવાની સંભાવના ઘણી બધી તકે ઘટી જાય છે તો કે દોડવાથી ઘણી બધી બીમારીઓ થાય છે મેટાબોલિક રેટ સારો થઈ શકે છે વજન ઘટી શકે છે આ કર્મ રેવા શરીરની રચનાને સુધારવામાં મદદ કરી શકે છે આ આપણે આ લીગામીનનું ટ્રાન્સફર કરાઈ શકીએ છે ઘૂંટણામાં સોજા આવે તો તેને ઘણી બધી ફિઝિયોથેરાપી કસરત દ્વારા આપણે એની સારવાર કરાવી શકીએ છે સ્ટ્રેન્થની એક્સરસાઈજ કરાવીને આપણે સારી રીતે ઇન્જરીને દૂર કરી શકીએ છીએ